હેલો બોલો કેટલા લોકો છો તમે

હા તમે મને તમારો વ્હોટ્સએપ નંબર આપો એના ઉપર બધાં જ પેકેજોની માહિતી મોકલી દઈશ બોલો સીધા તમે કહેશો તો અમે કાઢી આપીશું નહીં તો નહીં કાઢી આપીએ અમે અમે અમે મુખ્ય તો એર ઇંડિયા એમરાઇટ્સ ઈન્ડિગો ફ્લાઇટ ટિકિટ બૂક કરાવીએ છીએ એર ઇંડિયા સારી રહેશે હા હા તમે વિઝા તમારા કઢાવી લેશો કે હા દુબઈ સાથે તમ ઓકે